મેડમ મને તમારો નંબર મળ્યો છે વોટસએપ ગ્રુપ માંથી મારે મારી ડોટરના મેરેજ છે એક મહિના પછી એના માટે બાંધણી જોઈએ છે એક સરખી પચાસ બાંધણી જોઈએ છે મને પ્રિન્ટ બધાંની સેમ હશે અને કલર અલગ અલગ હોય તો ચાલશે તો એવી બાંધણી તમારી પાસે મળી જશે બરાબર તો મને તમે મારે વડોદરામાં જોઈયે છે તો કેટલા દિવસમાં પહોંચાડશો બરાબર અને પછી આઠ દિવસમાં પહોંચી જ જશેને પછી એ બાંધણીમાં જરી વર્ક એમરોઈડરી વર્ક ગોટાપતિ એવું બધું મળી જશે બરાબર તો તમે મને મારા નંબર પર ફોટા મોકલશો અને આ બાંધણીની કિંમત લગભગ કેટલી હશે બરાબર છે કાંઇ વાંધો નહીં પણ તમે મને ફોટા મોકલો અને સાથે સાથે દરેક ડિઝાઇનની નીચે એની કિંમત પણ મોકલજો બરાબર છે અને મને જે ગમશેને એ હું તમને ફોટા પાછા મોકલું છું બરાબર છે અને મને તમારું એડ્રેસ બી મોકલી દેજો અને આઠ દિવસમાં પાક્કું મળી જશેને કારણ કે પછી પછી મારી દીકરીના મેરેજ છે તો એ સમય પર મારે બધાંને ગિફ્ટ આપવાની છે મારી દીકરીને પચીસ વરસ થયાં બરાબર છે તમે પહોંચાડી શકશોને ભલે ભલે તો આ મારો નંબર છે એ તમે સેવ કરી લેજો અને આજે રાત સુધીમાં તમે મને બધા ફોટા મોકલી દો કાલ સવારે હું તમને સિલેકશન કરી અને ઓડર લખાવી દઉ છું બરાબર છે હા ભલે ભલે થેન્ક યૂ મેડમ